અવાજ નથી આવતો એમ આવે છે નમસ્કાર નમસ્કાર

હા બિલકુલ આપી શકું છું તો એમાં ઇતિહાસનો જે કાળો કેવાય તો વોટસન મ્યુઝીઅમ છે અઇયાં આ વોટસન મ્યુઝીઅમ જે છે તેમાં મહાત્મા ગાંધી ભણી ચૂક્યા છે અને ઘણા ઘણા એવા આપળા જે લેખકો છે જૂના અને જાણીતા એ બી એમાં અભ્યાસ કરી રયા હતા પેલા અને અત્યારે મ્યુઝિમ તરીકે તેમાં કામગીરી ચાલી રહી છે એક આ છે બીજા જે કોઇબી ઐઐતિહાસિક આસપાસ જોવા મળે જે ગામની બાર છે અને બીજા એક મંડી રોડ છે સ્વંયભૂ હા હા હા એડ્રેસ આપળે જુબેલી પાછળ છે અઇયાં જે લોકલ જે બસ છે રાજકોટ દર્શન કરીને તે સંપૂર્ણ આખું રાજકોટ દર્શન કરાવે છે માત્ર ઓછી ફિશમાં જે તમારે કોઇબી ગાઈડની જરૂર ના પળે તો એ બસમાં તમે ટ્રાવેલ કરી શકો છો ને જાણી શકો છો હા આ બધુ છે ને બીજી ફરવા જેવુ જેવુ ધાર્મિક સ્થળો જે જે છે જે રામ સ્વંયમભૂ છે એક રામનાથ વરા ત્યાં એક સમથાણ છે બટ ઘણા લોકો એ સમથાણને લઈને નઇ પણ ફરવા બી જાય છે તો એક એ છે અને અઇયાં ઘણા આ સૌરાસ્ટ એટલે કાઠિયાવળ છે અને ખાણી પીણી જે હોટલ્સ છે એબી ઘણા બધા પ્રખ્યાત છે તો તમે એમાંભી ખાવા જેવુ હોય તો ખાઈ બી શકો છો એકદમ ઓરથેનટીક રીતે એ લોકો સ્પેસલ હા તો આ એક છે ઓસમ પર્વત કરીને ઓસમ હિલ જે જેતપુરની નજીક આવેલું છે એટલે એક દિશામાં તમે જાઓ તો તમને ત્યાં મળી રે ખૂબ સારું એવું હા હા તો એ રામ વન છે એ આપળા માનનીય વળાપ્રધાન એમને ઉદ્ઘાટન કર્યું છે એમનો મેન મોટિવ એછેકે આપળી જે રહેણી કેણી એટલે રહેણી કેણી તો નઇ પણ આપળી રામાયણના જે પાત્રો છે એ બધા ત્યાં મૂકવામાં આવે છે એટલે ત્યાં રામ વન તરીકે એવું છે ત્યાં ખૂબ સરસ એવું તળાવ છે એવું બધુ છે બીજું એક છે પ્રધયુમન પાર્ક પ્રધ્યુમન પાર્ક એ જુનાગઢનું જેમ ઝૂ છે સક્કરબાગ કરીને તે અઇયાં ભી છે ઘણા એવા સિમ્પલસ્ટીન બગાળનો ઓલો વાઇટ કલરનો બાંઘ પ્રખ્યાત છે એ કેટલી વાર અઇયાં લાવામાં ભી આવ્યો છે ને તેને બે બચ્ચા ભી છે એવા તો આવી રીતે ફરવાના સ્થળો છે હા ત્યાંભી બઉ સારું એવું છે તમે ત્યાં ફિલ્મની મોટેભાગે શૂટિંગ પણ ત્યાં થાય છે એ સોરયા ગઢીમલ છે કે માધાપર અત્યારે તો માધાપર એ રાજકોટની અંદર આવી ગ્યું છે પણ પેલા એ માધાપર ગામ હતું એટલે ત્યાં હવે બધા ફરવા જાય છે આવી રીતે ગામનો ભી વિકાસ થ્યો છે મે એમાં પ્રવાસી સ્થળો ભી હા બરો હા આ હેમુગલ ડિયું હોય છે જે રંગમંચ ભૂમિ છે જેમાં ઘણાબધા આ ખાવાનું તો નઇ હા ધન્યવાદ હા હા આવજો